ગુજરાતી ભાષાના ઓલ ટાઈમ ગ્રેટ લેખકો કહી શકાય અને જેમાં મને સૌથી વધારે વાંચવાની મજા આવી હોય કે હું પસંદગીમાં જેમને સૌથી ઉપર રાખું તેમાંથી કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ધ્રુવ ભટ્ટની વાર્તાઓ ધ્રુવ ભટ્ટની નવલકથાઓને હું સૌથી વધારે મહત્ત્વ આપીશ કારણકે એમના વાંચન દરમિયાન મને એક અલગ જ પ્રકારનો આધ્યાત્મિક અને ભારતની તત્વ ચિંતનને રજૂ કરનારો એક અલગ પ્રકારનો નજરિયો મળ્યો છે કવિતાઓમાં સૌથી વધારે પ્રિય રમેશ પારેખ અને સંજુ વાળાની કવિતાઓ છે તેમની કવિતાઓની એક લઢણ એક એમની કવિતાઓમાં એક લય છે જે વાંચતાની સાથે જ વાચકના ધ્યાનમાં આવી જાય કે કવિતાનો ઢાળ શું છે કવિતા કવિતાને પોતાનો જ એક લય છે કેવી રીતના એને વાંચતાની સાથે કંઈક રિધમિક પેટર્ન એમાં જોવા મળે છે અને કવિતાઓનો વિષય પ્રણય વિરહ અને મનુષ્ય જીવનમાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવોની બાબત છે તેમાં રજૂ કરવામાં આવી છે આથી કવિતાઓમાં રમેશ પારેખ અને સંજુ વાળાની કવિતાઓ મારી પ્રિય છે ને નવલકથાઓમાં ધ્રુવ ભટ્ટે જે લખેલી છે નવલકથાઓ એમાંથી સમુદ્રાન્તિકે તત્વમસી અકુપાર અત્રાપી એ મેં વાંચેલી છે ભારતીય સંસ્કૃતિની તત્વ તત્વ ચિંતન ને રજૂ કરનારી બાબત છે અને ધ્રુવ ભટ્ટની લખાણની શૈલી એવી છે કે કોઈપણ વ્યક્તિ એ વાંચેને એટલે એ એટલી અધ્યાત્મ જેવી અધ્યાત્મિક જેવો વિષય આટલી સરળતાથી અને સહજતાથી એ રજૂ કરે છે ને એ બાબત ખૂબ જ એટલે ખૂબ જ પ્રશંસનીય છે અને આટલી સરળતાથી વાચકને જે એ બાબત છે રજૂ કરવામાં આવી છે એ જાણવા મળી જાય છે અને આની સાથે સાથે ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે જે લોક વિસ્તારો કહી શકીએ જેમાં લોક સંસ્કૃતિ હજી જીવી છે જેમકે જુનાગઢના નેસડા છે પછી જે જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે સાવ લોકસાહિત્યની બાબતની સાથે સાથે ગુજરાતના ભાષાની બોલીની અને ગુજરાતનો જે અલગ પ્રકારનો એક આગવી જે ઓળખ છે ને એને પણ ધ્રુવ ભટ્ટ રજૂ કરી શક્યા છે એટલે એમની જે આ તત્વ ચિંતનવાળી બાબત એમની વિષય વસ્તુને પ્રસ્તુત કરવાની રીત અને જે રીતે માનવ મનના સૂક્ષ્મથી સૂક્ષ્મ જે વિચાર છે માનવ મનનો જે સંઘર્ષ છે અને જે દરેક મનુષ્યની એક અલ્ટિમેટ ઈચ્છા જે કહી શકાયને જે જે મોક્ષ મેળવવાની છે એ એમાં જોઈ શકાય કે છેલ્લે તો જે આ જીવ છે એનું શિવમાં મિલન થાય છે મનુષ્ય ભારતની જે આખી તત્વ તત્વચિંતન એ એક પ્રકારનો છે કે જીવ જ્યાંથી જીવનું શિવમાં મિલન થઈ જાય એ ધ્રુવ ભટ્ટની વાર્તામાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં જોઈ શકાય અને કનૈયાલાલ મુનશીની નવલકથાઓય એક ઐતિહાસિક કાલ્પનિક નવલકથાઓ છે જેમાં ઈતિહાસને ધ્યાનમાં લઈને મુનશી એ પોતાના વિચારોને પ્રસ્તુત કર્યા છે જેમાંથી ઘણાં બધા પ્રકારના સામાજિક પરિવર્તન લાવી શકે તેવા વિચારોને પણ એમને વ્યગ્યાત્મક રીતે રજૂ કર્યા છે એમાંથી મુંજાલ જેવા પાત્રોને આપણે જોઈએ તો ખરેખર એવું મન થાય કે આવા પ્રકારના ચતુર માણસ ખરેખર આપણા આપણી સંસ્કૃતિમાં જીવી ગયા છે ને એ વખતેની રાજ્યની જે ખટપટ થતી હતી જે મુત્સદ્દી લોકો મંત્રીઓ અને રાજાઓ હતા જે પ્રકારે પોતાનું રાજ્ય સ્થાપવા માટે પારિવારિક પ્રશ્નો જે ઊભા થતા હતા તે બધાનું નિરૂપણ મુનશીએ આ નવલકથાની જે ત્રણ ભાગમાં જેનું રૂપાંતર કરેલું છે એમાં પહેલો ભાગ છે પાટણની પ્રભુતા બીજો છે ગુજરાતનો નાથ અને ત્રીજો છે રાધાજી રાજાધિરાજ આ ત્રણેયમાં જોવા મળે છે આ ઉપરાંત તેમણે ધ્રુવ સ્વામીની દેવી નામનું નાટક પણ લખેલું છે તેમાં પણ નાટ્ય શૈલીમાં એમનો પ્રથમ પ્રયોગ હતો અને એમાં પણ તે ખૂબ જ સફળ નીવડ્યા છે આથી ગુજરાતીમાં મને આ બન આ લેખકો ખૂબ જ વધારે પ્રિય છે કારણ કે તે ભારતીય સંસ્કૃતિને ને ભારતીય તત્વ ચિંતનના વિચારને રજૂ કરે છે